હાલો શિવશક્તિ દ્રાવેલ એજન્સીમાંથી મુન્નાભઈ બોલે છે હા હું અરૂણભઈ બોલું છું અમારે એક જગ્યાએ જવાનું છે એટલા માટે તમારી જે જીપ છે મોટી કાર તેના માટે અમારે ફોન કર્યો કે અમારે હા હા પ્રવાસ માટે જવું હતું બે દિવસનું આયોજન છે અમારું બરાબર તો હા હા અમારે બાર જણા છીએ બાર જણા ઉપર થઇ જઈએ અને હા બાર જણા હા તો શું ભાડું છે એનું કિલોમીટરનું અને કઈ રીતે તમે લો બરોબર હા હા તો અમારે જો અહીંથી જવાનું છે રાજકોટ રાજકોટથી જઈએ એટલે ત્યાં આગળ પેલું ખોડીયાર માનું ધામ આવે પછી જલારામ મંદિર આવે અને ત્યાંથી અમે આગળ નીકળીએ આપણે એટલે જલારામ મંદિરે અથવા રાત્રિ રોકાણ કરવાનું છે બરાબર રોકાઇને પછી પેલી બાજુ અતાડાને એ બધું આવે ને અંબાજી મંદિર છે પછી ત્યાંથી આમ ચોટીલા થઇ અને અમારે ઘરે આવવાનું છે તો તેનો શું કિલોમીટરે ચાર્જ લો એ સિવાયનું તમારું જે બીજું કંઈ થતું હોય એ મને જણાવો તો શું છે કે અમારે એ પ્રમાણે પછી તમને ઓર્ડર આપીએ અમે હું હું આ અમારે રાત્રિ રોકાણ કરવાનું છે અને બીજા દિવસે પછી ટોલગેટનું જે આવે ટોલટેક્સ એ અમારી માથે હોય કે તમારી માથે બરાબર બીજી હા આ તો અમે સાંજે છે ને તમને બધું ફાઈનલ કરીને આ તમારા નંબર હું રાખું છું અને અમારા બે પાટનર છે એની સાથે વાત કરું બરાબર ઓકે